મારો સૌથી ઊંચો રેકોર્ડ બાર કિલોમીટર ચાલવાનો છે અને હું દરરોજ પાંચ કિલોમીટર દોડું છું અને મારે આર્મીની ભરતીમાં જોડાવાનો ધ્યેય છે